હેલ્લો હા મિતભાઈ વાત કરો છો હા સર હું સાહિલભાઈ વાત કરું છું મારે તમારી ગાડી જોઈતી હતી

પાંચ પાંચ તારીખે હા તો આપણે વિજાપુરથી કાસ્વા જવાનું હતું ગોગા મહારાજનાં મંદિરે હા હા તો અમે સા સાત કે આઠ જણ હતા હં હા તો કેટલું ભાડું લેશો તમે

એટલું તો નહીં સાહેબ પણ પંદરસો જેવું રાખો ને હજાર પંદરસો

હં હા તો વાંધો નહીં આપણે વિજાપુરથી તે કાસ્વા જવાનું છે દર્શન કરવા માટે હાહા હા તો પાંચ તારીખે સવારે આઠ વાગે નીકળવાનું છે બરાબર હા તો સરનામું લખી લો વિજાપુર નંદનબાગ સોસાયટી ઈ ઓગણીસ બરાબર તો એવું હોય તો તમને સવારે કોલ કરી દઈશ તો તમે આવી જજો સારું સારું આભાર તમારો